હાલના આ ફેક્ટરીનાને આ જે વિકાસના જમાનામાં જે હસ્તકલા છે એની કારીગરી થોડી લુપ્ત થતી જાય છે ઉદાહરણ તરીકે લઈએ તો પાટણના પટોળાં પાટણના પટોળાં બેવડ ઇકત તરીકે ઓળખાય કે જે બને બાજુ થી પહેરી શકીએ અને જે ગુજરાતની આગવી ઓળખ છે પાટણ પાટણ જિલ્લામાં એના કેટલાક અત્યાર જૂજ પરિવાર રહ્યાં છે જે પાટણના પટોળાં બનાવે છે પાટણના પટોળાં માટે આપણે ત્યાં કહેવત છે કે પાટણની પડી પટોળે ભાત ફાટે પણ ફિટે નહીં એ કહેવત ખરેખર ખરા અર્થમાં સાચી છે કારણકે પટોળું એટલું મજબૂત અને જે કારીગરીથી બનાવવામાં આવે છે એ હાલ કોઈપણ મશીનરી કે કોઈ મેનૂફેક્ચરીંગ યુનિટમાં પણ બનાવવું શક્ય નથી એ હસ્તકલાનું એક અદભુત ઉદાહરણ છે કચ્છમાં પણ બન્ની પેંટિંગ જે તરીકે વખણાય છે કે જે કચ્છી મહિલાઓ દ્વારા બનાવામાં આવતી સુંદર ચિત્રકલાનું એક અદભુત ઉદાહરણ છે જે જાળવવા માટે હાલ સરકાર દ્વારા અનેક મેળાઓ ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે ગુજરાત સરકારના હમણાં આજકાલ એ જે ઘણા કાર્યક્રમોએ પ્રકારે યોજાય છે કે જે દરેક જિલ્લામાં માટી કલાને અને હસ્તકલાનું આયોજન કરે છે મેળા માટેનું એમાં સમગ્ર રાજ્યના હસ્તકલા કારીગરોને બોલાવે છે ત્યાં તેમની કલાને માર્કેટ જેને આપણે કહી શકીએ કે પ્લેટફોર્મ પૂરું પાડે છે આપણા રાજ્યની જે કલા હોય છે તે તેને રાજ્ય રાષ્ટ્રકક્ષાએ પણ સારી એવી ઓળખ મળે છે જે રાજ્ય રાજ્ય સરકાર દ્વારા અહીંથી નૉમિનેશન મોકલાવીને આપણું જે કલા અને સંસ્કૃતિ મંત્રાલય છે ભારત સરકારનું ત્યાં એમને નોમિનેટ કરવામાં આવે છે ત્યારબાદ એમને સિલેક્ટ કરવામાં આવે છે ત્યારબાદ એક જે યુનિસેફ જે ઐતિહાસિક જેને દરજ્જો મળે છે કેટલીક હસ્તકલા અને સ્થળોને આપણે ઐતિહાસિક મૂલ્ય ધરાવતા જે ખાસ કરીને જે છે એની હિસ્ટોરિકલ સાઇટ તરીકે એને યુનિસેફ દ્વારા ઓળખ આપવામાં આવે છે જીઆઈ ટેગ જે ભારત સરકારની એક નવી યોજના છે જેને જીઓગ્રાફીકલ ઇન્ડીકેશન ટેગ કહે છે કે જે જે તે સ્થળનું લોકલ આગવી ઓળખ ધરાવતું છે જે ઇંડેમિક જેને કહી શકાય કે જેની જીઆઈ ટેગ મળેલું જે કોઈ પણ કલા છે કે કોઇપણ પ્રોડક્ટ છે કોઈ સેવાઓ છે જેને જીઆઈ ટેગ મળેલો હોય છે તે સ્થાનિકની એક ઓળખ પ્રદશિત કરે છે રાજય કક્ષાએ તેમજ રાષ્ટ્ર કક્ષાએ ત્યાર બાદ આપણે પાટણના જે પટોળા જે છે એ એમને પણ જીઆઈ ટેગ મળેલું છે આસમની જે ચા છે એને જીઆઈ ટેગ મળેલું છે આ રીતે સ્થાનિક કલાકારો સ્થાનિક કલાકારોને રાજય સરકાર દ્વારા પણ તેમના જે કંઈ પણ આ કલાના જે કઈ ઇન્વેસ્ટમેન્ટ જેને કહી શકીએ મૂડી રોકાણ એના માટે રાજયનું પ્રોત્સાહન આપે છે વિવિધ પ્રકારે સહાય છે કરે છે તેમજ સરકાર દ્વારા એમને પ્ર પ્રમોટ કરવામાં આવે જેમકે એક ઉદાહરણ લઈએ દિલ્લીમાં એ એક હસ્તકલા મેળામાં પ્રજીના મનો વિકલાંક જે બાળકો છે એમના દ્વારા બનાવેલી કળાકારી ના જે નમૂનાઓ છે એ એમણે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખરીદ્યા હતાં ને એમને રાષ્ટ્ર કક્ષાએ એમની ઓળખ આપી હતી ત્યારબાદ આપણી વી વિદેશનીતી છે જે આપણું એક સાંસ્કૃતિક મૂલ્ય છે એ એવું છે કે આપણે કોઈ પણના ઘરે જઈએ મહેમાન તરીકે થઈને તો આપણે કયારેય ખાલી હાથે નથી જતાં જે આપણું એક સાંસ્કૃતિક મૂલ્ય છે રા રાજ્યના રાષ્ટ્રના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પોતાની વિદેશનિતી ના એક ભાગ રૂપે એમણે એવું નવી નવું અભિયાન શરૂ કર્યું છે કે જે કોઈપણ દેશની મુલાકાત લેવા જાય છે તે રાષ્ટ્રના આપણા દેશના કોઈ પણ રાજ્યના કોઈ પણ પ્રખ્યાત જે કોઈ કળા છે કે કોઈ આર્ટ છે એવા નમૂનાઓ કે એમનું જે છે એ એમને ભેટ સ્વરૂપ આપે છે જેમકે કાશ્મીરની પસમિના છે એમણે અન્ય રાજ અન્ય રાષ્ટ્રમાં જે જ્યારે મુલાકાત માટે જાય છે તેમને ભેટ તરીકે આપે છે ત્યારબાદ આપણા જે રાષ્ટ્રપતિ છે એમને પણ આ પ્રકારે પ્રોત્સાહન આપી રહ્યાં છે તે સિવાય સ્થાનિક કલાકારો પોતાની રીતે પણ આજ કાલ જે સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયા દ્વારા પણ સારું એવું માર્કેટિંગ માર્કેટિંગ કરીને લોકોને આકર્ષી રહ્યા છે ને હવે આજ અત્યારના જે યુવા વર્ગ છે એમને વધારે આજે હસ્ત જે હેન્ડમેડ પ્રોડક્ટ છે જેને એક ફેશનનું ટેગ મળેલું છે કે હેન્ડમેડ છે એને વધારે ચલણમાં બન્યું છે જેના કારણે તેઓ તેઓ જે નાના સ્થાનિક કલાકારો છે એમને પ્રોત્સાહન પણ મળે છે અને એક જે ફેશન છે એટલે યુવા વર્ગ સામાન્ય રીતે યુવા વર્ગની એવી જેને આપણે માનસિકતા કહી શકીએ કે જે દેખાદેખીનું છે કે ઇન્સટાગ્રામ છે ફેસબુક જે કોઈપણ સોશિયલ મીડિયામાં જોઈને લોકો એક બીજાને અનુકરણ કરી રહ્યા છે કે જે આ હા હાલની જે યુવા પેઢી છે એ એના માટે એ આ એક સોશિયલ મીડિયા એ ખરેખર વરદાન રૂપ છે કે એમાંથી જોઈને આજે સ્થાનિક કલાકારો કોઈ છે કે કોઈ રાજ્યની કલા જે એને પ્રોત્સાહન પૂરું પાડે છે આ રીતે અનેક સરકાર દ્વારા યુવા વર્ગ દ્વારા જે કોઈ આ નેતાઓ દ્વારા આવી રીતે પ્રોત્સાહન મળે છે અને આપણે રાજયની કલા અને સંસ્કૃતિને જાળવવાના અનેક રીતે પ્રયાસો થઈ રહ્યાં છે થેન્ક યૂ બરાબર